ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ તો એમાં લખવામાં કે મુશ્કેલી મેં અત્યાર સુધી તો મને નડી નથી કેમકે મારો જન્મ ગુજરાતમાં જ થયો છે અને મારી જે પૂર્વજો છે એ ગુજરાતના જ છે તો તો એમને મને જ્યારે મારાં માતા પિતા એ પરવરીશ આપી તો નાના નાના જે શબ્દો હોય એ એ મેં બચપનથી સાંભળ્યા છે અને મારો જે અભ્યાસ નો સમય છે એ પણ ગુજરાતીમાં થયું છે મારી જે સ્કૂલ છે એમાં જે મેં અભ્યાસ કર્યો એ ગુજરાતીમાં જ કર્યો અને આગળ વધીને મેં જે અત્યારે નોકરી અત્યારે કરવા જાઉં છું તો ત્યાંનાં આજુ બાજુનાં લોકો સાથે હું જ્યારે મળું છું એમનાં સાથે વાતચીત કરું છું ત્યારે મેં ગુજરાતીમાં વાતચીત કરું છું તો મને અત્યાર સુધીમાં તો કંઈ એવી મુશ્કેલી નડી નથી